મારી પ્રિય રમત મારી પ્રિય રમતમાં વાત કરું તો આઉટ ડોર ગેમ્સમાં ક્રિકેટ વોલીબોલ જેવી ઘણી ગેમ્સનો સમાવેશ થાય છે પણ ઇન્ડોર ગેમ્સની વાત કરું તો મને ચેસ લૂડો જેવી અલગ અલગ ગેમ્સ ગમે છે બાકી મોબાઈલ ગેમ્સમાં વાત કરું તો મોબાઈલ ઉપર લૂડો મોબાઈલ ઉપર ચેસ પબજી બીજી એમ આઈ જેવી ઘણી ઓનલાઈન ગેમ્સ રમવી મને ખૂબ ગમે છે આઉટ ડોર ગેમ્સની વાત કરું તો એમાં ક્રિકેટ ક્રિકેટ એ મારી પ્રિય ગેમ છે ક્રિકેટની જ આપણે સાવ બેઝિકથી શરૂઆત કરીએ તો ક્રિકેટમાં એક ટીમના અગિયાર પ્લેયર અને બે ટીમના થઈને અગિયાર અગિયાર એમ ટોટલ બાવીસ પ્લેયર હોય છે અને આ ગેમ રમવી મને ખૂબ ગમે છે પણ એ મારો ખુદનો જ પ્રંસગની વાત કરું તો અમે ડિપાર્ટમેન્ટે રોજ ક્રિકેટ રમીએ અને ક્રિકેટ રમવામાં એટલી મજા આવે કે વાત જવા દો અમે રોજ ત્રણ વાગ્યાના ગ્રાઉન્ડ ઉપર હોઈએ છ વાગે સાત વાગે અમે સમય તો ક્યારેય જોઈએ જ નહીં અને ક્રિકેટ રમવામાં જે મિત્રો સાથે જે મજા આવે એ બીજે ક્યાંય મજા ના આવે અમે બસ લેકચર પતાવીને રાહ જ જોતાં હોઇ કે ક્યારે અમારી પ્રિય ગેમ એટલે કે ક્રિકેટ રમવાનો વારો આવે અને ક્રિકેટ રમવામાં જે મજા આવે એ તો વાત અલગ જ છે અને આજના જ પ્રસંગની વાત કરું તો મને તો ક્રિકેટ રમતા એટલું બધું સરસ નથી આવડતું પણ મારા મિત્રોને બહુ સારું આવડે અને અમે બધાં જ્યારે ભેગાં થઈએ ત્યારે તો વાત જ જવા દો અને એમાંય એક ડિપાર્ટમેન્ટની સામે બીજો ડિપાર્ટમેન્ટ હોય ત્યારે તો કોમ્પિટિશનની કોઈ સીમા જ ન હોય અને જ્યારે ભાઈઓ ભાઈઓ ભેગા થાય અને ક્રિકેટની વાત જ ન થાય એવું તો કદી બને જ નહીં અને એમાં જે મજા છે એજે મજા જિંદગીની એ કોઈ ક્ષણમાં નથી અને જ્યારે મિત્રો અને ક્રિકેટ બેય ભેગું થાય ત્યારે તો વાત જ જવા દો એમાંય ચોક્કા અને છક્કા અને જતા હોય અને અમારું તો ગ્રાઉન્ડ પણ નાનું છે એમાં ક્રિકેટ રમવાની જે મજા આવે એતો વાત અલગ જ છે હવે હું મારી વાત કરું તો મને બેટિંગ એટલી બધી ફાવે નઇ પણ મારો મિત્ર અવસર જ્યારે બોલિંગ કરતો હોય અને મારા મિત્રની બોલિંગ ઉપર જો બેટિંગ કરવાનો મને મોકો મળે અને એમાં ચક્કા ણે ચોક્કા જતા હોય એના જેવી મજા ક્યાંય નહીં સોને પે સુહાગા અને એમાંય અવસર ભાઈની બોલિંગ એટલે એકદમ ઇઝી એ બોલ નાખેને એટલે આરામથી મને બોલ દેખાય અને આ વાતમાં મને કડવું લાગેને તો એક હાર્દિકની બોલિંગ હાર્દિક જ્યારે બોલ નાંખેને એટલે વાત જવા દો આજ સુધી મારે કદી છેને મારા બેટ ઉપર એનો બોલ આવ્યો જ નહીં એ વાતનું આમ મનમાં રહે પણ અવસર ભાઈની બોલિંગ એટલે વાત જવા દો છોકરિયું પણ એમાં છક્કા ચોક્કા મારી શકે અને બધાંય એટલી મોજ કરતાં હોય ઇનજોય કરતાં હોય કે એની કોઈ સીમા નથી અને એમાંય અમે બધાં ભેગાં થઈ અને સમય સામે તો કોઈ જુએ જ નહીં હમણાં જ અમે જ્યારે છેલ્લે રમ્યા હતાં ત્યારે બીજા ડિપાર્ટમેન્ટ વાળાએ અમારે કોમ્પિટિશન હતી અને એ ઓમ ઉમરમાં અમારાથી નાના પણ અનુભવમાં કાંઇ કમી નહીં અને જ્યારે અમે બધાં એક ટીમમાં હોઈએ ત્યારે તો વાત જ અલગ હોય બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ એમાં અમારે ડિપાર્ટમેન્ટનું તો કોઈ ચાંસ જ નથી હારવાનો અને રન બનાવવામાં તો અમે બધાં રન મશીન જ્યારે બધાં ભેગા થઈએને પછી તો કોઇની સામે વળીને ના જોવે અમારે ડિપાર્ટમેન્ટમાં એ સારું કે ક્રિકેટ રમવા માટે અલગથી અમે સમય કાઢીએ એટલે પ્રિય ગેમ છે તો રમવાની તો મજા તો આવે જ એટલે એ ક્રિકેટ રમવામાં જે મજા છેને એ મજા ભણવામાં નથી ભણીએ એટલે એ ક્રિકેટે રમી લઈ બધું થઈ જાય અને એ આનંદ તો એક નંબર